મેં અત્યાર સુધીમાં કોઈ પુસ્તક તો લખ્યું નથી પરંતુ હું ભાષા સાહિત્ય જોડે ભાત ભાષા સાહિત્ય સાથે જોડાયેલી એક વિદ્યાર્થીની છું આ માટે હું અત્યાર સુધી મેં જે ગુજરાતી હિન્દી કે અંગ્રેજીમાં જે સાંભળ્યું છે લખ્યું છે કે વાંચ્યું છે તેની સાથે હું હંમેશાં જોડાયેલી રહું છું મેં કોઈ પુસ્તક તો લખ્યું નથી પરંતુ મેં નાની એવી પોસ્ટ છે જે મેં ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલી છે આ સિવાય મેં કોઈ નાના એવા ટૂચકાઓ લખેલા છે આ ઉપરાંત મેં ટ્રેન પર કવિતા પણ રખ લખેલી છે કારણ કે હું કોઈ વસ્તુમાંથી જ્યારે પ્રેરણા લઉં છું ત્યારે હું મારા પોતાના શબ્દો પર તેને આવકારું છું અથવા તો તેને ઢાળવાનો પ્રયાસ કરું છું હું જ્યારે કોઈ વસ્તુ લખું છું ત્યારે તેની માટેની પ્રેરણા મને હંમેશાં તે વસુ એમનેમ આપતી રહેતી હોય છે હું હંમેશાં પ્રકૃતિ પર લખવાનું વધારે પસંદ કરું છું કારણ કે કોઈ મનુષ્ય કે કોઈ વ્યક્તિ ઉપર લખવા કરતાં તમે જ્યારે પ્રકૃતિને તમારો વિષય બનાવી લખો છો ત્યારે તમે વધારે આનંદ તેમાં લઈ શકો છો અને આમાં મેં હંમેશાં પ્રકૃતિને એટલા માટે મહત્ત્વ આપ્યું છે કારણ કે હું તે વસ્તુને એન્જોય કરું છું અને તે વસ્તુને હું ફિલ કરી શકું છું અને આના પર હું વધારે લખવાનું પસંદ કરું છું મેં ટ્રેન પર એવી રીતના લખ્યું છે કે જ્યારે તમે કોઈ ટ્રેનની મુસાફરી કરો છો ત્યારે તે વસ્તુમાં તમે પોતાને કેટલી રીતના ઢાળી શકો છો એટલે કે જ્યારે કોઈ ટ્રેનની મુસાફરી કરે છે ત્યારે જરૂરી નથી કે તમને તેમાં હંમેશાં ટ્રેનમાં તમને તમારી જોઈતી સીટ જ મળી રહે ઘણી વખત એવું બને છે કે તમારે ઊભું રહેવાનો પણ વારો આવે છે અથવા તો ક્યારેક એવું ટાઈમ પણ આવે છે જ્યારે તમે ટ્રેનમાં ચડી પણ નથી શકતા એટલી ભીડ હોય છે આવા સમયે જો આપણે ટ્રેનમાં કદાચ ઊભું રહેવાની જગ્યા મળી ગઈ તો આપણે તે વસ્તુને સ્વીકારીએ અને આપણે મુસાફરીને આગળ વધારીએ છીએ અને ઘણી વસ્તુ ટ્રેનના માં એવી હોય છે જ્યાં આપણે ચલાવું પડે છે આપણી સ પાસે ઉભેલી વ્યક્તિ આપણે નથી ગમતી છતાં પણ આપણે તેની સાથે ચલાવવું પડે છે આવી જ રીતે મેં આ ટ્રેન ટ્રેનની કવિતા એટલા માટે લીધી કારણ કે તે જે આપણા જીવન સાથે જોડાયેલી છે આપણા જીવનમાં ઘણા વ્યક્તિઓ એવા હોય છે જ્યાં આપણા જીવનમાં આવે છે અને જતા રહે છે ટ્રેન પણ એવી છે જે ટ્રેનમાં એવું હોય છે કે ઘણી વ્યક્તિ આવે છે ને જતી રહે છે તે કદાચ આપણે પહેલાં પણ ટ્રેનમાં સર મુસાફરી કરતી હોય છે અથવા આપણા પછી પણ આપણા પછી ચડ્યા હોય અને આપણી પહેલાં ઉતરી જાય છે બસ જીવનનો પણ કંઈક એવું જ છે જ્યારે કોઈ વ્યક્તિ આપણા જ લાઈફમાં આવે છે આપણા જીવનમાં આવે છે ત્યારે આપણને ખબર નથી હોતી કે આપણે જીવનમાં તે કેટલા સમય સુધી રોકાય છે એટલે જીવનમાં એક એવું વ્યક્તિ હોય છે જે કદાચ આવે છે જાય છે અને આ જીવનનો આપણે એક યાત્રા ગણ યાત્રાનો ભાગ ગણવાનો છે હવે તમે તે વ્યક્તિ સાથે એવી રીતના જોડાઈ જાઓ છો કે તે ક્યારે ન જાય તો તેવું પોસિબલ શક્ય નથી એ વ્યક્તિ આપણી લાઈફમાં આવશે જતું રહેશે અને આપણે પરિસ્થિતિને અનુકૂળ બની અને લાઈફમાં આગળ વધવાનું છે આ મારામાં આ મારી મનગમતી કાવ્ય છે કારણ કે તેમાં મને ઘણું બધું મારી લાઈફમાં આગળ વધવા માટે મને પ્રેરણા આપતી રહે છે અને એટલા માટે હું તેને વધારે મારા જીવનમાં મહત્ત્વનું આપું છું જ્યારે હું નિરાશ થાઉં છું કે મઉ મનથી ભાંગી પડું છું ત્યારે બસ મારી લખેલી કવિતાને જ આગળ વધારું છું અને હંમેશાં તેમાં પોતાને તે કાવ્ય લખ્યું છે ત્યારે હું કેવી અનુભૂતિ કરતી હતી બસ તે જ વસ્તુને આગળ વધારીને હું લખું હું એટલા માટે લખું છું કારણ કે તે મને વસ્તુ વધારેને વધારે પ્રેરણા આપે છે જીવન જીવા માટે જીવનમાં આગળ વધવા માટે જીવનમાં જે મારા પ્રાપ્ત કરું છે તે માટે હંમેશાં હું કોઈ વ્યક્તિને પકડીને બેસું કે ના તે વ્યક્તિ જ મારા લાઈફમાં આગળ વધે કે તે વ્યક્તિ જ મને આગળ વધારવા માટે પ્રયત્ન કરે તો તે શક્ય નથી આ માટે હું હંમેશાં એક ને એક વસ્તુના નથી આગળ વધારતી શકતી અને તે હું મારું લખેલું કાવ્યને જ હંમેશાં માટે મહત્ત્વનું ઘણું છું અને આ ભાષા અને હું સૌથી વધારે ગુજરાતી ભાષામાં લખવાનું પસંદ કરું છું કારણ કે ગુજરાતી એ મારી માતૃભાષા છે ને હું બાળપણથી જ તે ભાષા બોલતી આવી છું એટલે જે મારા મનમાં વિચાર આવે છે તે સૌથી પહેલાં ગુજરાતીમાં જ આવે છે અને હું ગુજરાતીમાં એ જ શબ્દને ઢાળવાનો પ્રયાસ કરું છું અને મને લખવાની પ્રેરણા હંમેશાં મારા પોતાના જીવનમાંથી મળેલી છે જ્યારે મારે જીવનમાં કંઈ ન ગમતું બને છે ત્યારે તે ત્યારે તે વસ્તુમાંથી હું હંમેશાં સારું શીખવાની પ્રયત્ન કરું છું જેથી એ મને આગળ લાઈફમાં વધવાનો પ્રય જે આગળ મને લાઈફમાં વધવાનો મોકો મળે